હેલો હરિહર ફર્નીચરમાંથી વાત કરો છો આશાબહેન હા તો હું એમ કહેતી હતી કે તમે કયા કયા પ્રકારનાં ફર્નિચર કરી આપો છો મારે છે ને રસોડાનું કરવાનું છે ને મારાં બે બાળકો છે એમનાં ભણતર માટેનાં રૂમ માટેનું ફર્નિચર કરવાનું છે બરાબર તો શું તમારો કેટલા પૈસા લો છો તમે હા બરાબર એવું છે પણ તમે એક કામ કરો ને ત્રીસ ને પચાસ એટલે કે એંશી હજાર બરાબર તો મને બંનેમાં કંઈક કરી આપો ને તમે હા હા તો તમે કેટલાં વર્ષની ગેરંટી આપો છો કેમ કે કેવું છે અમારા બાજુમાં એક બહેન છે ને તેમણે હવે ખબર નહીં ક્યાંથી કરાવડાવ્યું હતું તો એમને એક બે વર્ષ પછી સન્માઈકા છે અને ઉખાડવા માંડ્યાં હતાં કે તેઓ ભીના કપડાથી લૂછતાં હતાં હવે શું કરતાં હતાં એ ખબર નથી પણ એને એક વર્ષમાં એવું થઈ ગયું હતું તો એવું કંઈ થાય નહીં ને હા મારે એ જ કહેવું છે બરાબર હા તો વાંધો નહીં એંશી હજારનો કંઈ વાંધો નથી પણ મને કામ સારું જોઈએ હોં બેન ને તમારી દુકાન કઈ બાજુ આવી છે હા બરાબર એવું છે બરાબર હા તો વાંધો નહીં હું ફોનમાં તો થોડું ઘણું તમને પૂછી લઉં છું પણ તમે સનમાઈકા કઈ રીતનાં વાપરવાનાં છો અને એનો કલર ને બધું એકવાર હું આવીશ તો તમે મને બતાવશો ને ડિઝાઇન ને બધું હમ સારું બહેન હું સાંજે જુઓ ને પાંચ વાગ્યા પછી આવું તો હશે ને દુકાનમાં તમે હાજર રહેશો ને હા તો જુઓને પાંચ વાગ્યે હું આવીશ બરાબર ને કઈ રીતનું કામ હોય છે આપણે હમ બરાબર એટલે જે ચારથી પાંચ જણ તમારા જે આવવાના છે તો તે કેટલા કલાક કામ કરશે કેમકે છે અને મારે કામ મતલબ જલ્દી કરાવવાનું છે કેમકે છોકરાઓનું ભણવાનું જો અત્યારે હાલ તો વેકેસન ચાલું છે એટલે વેકેશનમાં અને વેકેસન પતવા આવી છે દસથી પંદર દિવસ પછી વેકેશન પૂરું થઈ જવાનું છે તો મને જલ્દી જેટલું તમે કામ કરી આપો એટલું સારું રહેશે એટલે જુઓ ને જો શાળા લગભગ ચાલું થવાની છે દસ તારીખે તો પાંચ દસ દિવસ નહીં જાય તો ચાલશે તો તમે એટલા ટાઈમમાં મને થોડું એ કરી આપજો અને એવું હોય તો કદાચ બે કે તમારા જે કામવાળા છે તો બે કલાક વધારે રોકાઈ ને બી કામ કરે તો બી અમને તો કંઈ વાંધો નથી બરાબર સારું વાંધો નહીં તો સાંજે આવીને મળી જાઉં છું એકવાર અને કેટલા કીધા એંશી હજાર ને તો એક વખત ઘરે હું વાત કરી લઉં છું પછી તો રૂબરૂ આવીને હું તમને જે બી હોય એ જણાવીશ બરાબર કામ મને સારું કરી આપજો હં બેન હા બેન આભાર